હાં તમે મસાજ શોપમાંથી બોલો છો હાં મેં તમારી શોપનું ઘણું નામ સાંભળ્યું છે અને બધાં લોકો એની તારીફ પણ વધારે કરે છે એટલે મેં તમને ફોન કર્યો તો તમે છે ને વલસાડમાં બ્રેકિંગ માટે આવ્યા છો તે મને થોડું બેકપેઇન થયું છે તો મેં તમારી પાસે તમારી પાસે આવવાનું વિચારતી હતી તો તમારી પાસે હં તો તમારી પાસે કયા કયા મસાજ હોય છે મારે કમ કમરનો મસાજ કરાવવો છે

હાં આવી શકું તમારી તમારી શોપ કયા એરિયામાં આવી છે હાં દરેક મસાજની પ્રાઇસ કેટલી કેટલી છે

તો મેં તમારી શોપ પર આવા હાં તમારું સેન્ટર વલસાડમાં આવેલું છે ને હાં અત્યારે મેં ડેપોની નજીક જ છું હાં મેં દસ પંદર મિનિટમાં આવી જાવ